મારું રાજ્ય છે ગુજરાત મેં ગુજરાતની બહારે થાણા છે થાણા મુમ મહારાષ્ટ્રમાં આવેલું થાણા છે મેં તેમાં મુસાફરી કરેલી છે મેં ત્યાં મુસાફરીનુ કારણ એ હતું કે મારે ઈલેક્ટ્રીક એક્સ્પો કેમિકલ એક્સ્પો તે આવેલું હતું ત્યાં જેથી મારે મારા સામાન્ય જ્ઞાન અને મારું નોલેજ વધે તેના માટે હતું મેં ત્યાં જઈને ઘણી બધી કંપનીઓના માલિક સાથે વન સામસામે એક સામ સામે વાતચીત કરી એની આગળ સૌથી વધારે તો મને એ જ લાગ્યું કે ત્યાંનું કલ્ચર બી બહુ સારું હતું ત્યાંની કામ કરવાની રીત બી બહુ સારી હતી અને ત્યાં હંમેશા જ બધા જ માણસો સફળતાપૂર્વક આગળ વધી રહ્યા હતા અને કેવી રીતે પ્રોત્સાહન મળે તેનું ધ્યાન રાખી રહ્યા હતા મને ત્યાં થાણે બિઝનેસ એક્સપો જોવાની બહુ જ મજા આવી